રિલ રિલે રેસ એક રમત છે જે રેસ આધારિત હોય છે જેમાં ખેલાડીઓ આપસમાં સ્પર્ધા કરતાં હોય છે આ રમતનો મુખ્ય ઉદ્દેશ્ય તો આમ તો ઝડપ ઝડપ અને પ્રતિસ્પર્ધા છે એમાં જુએ તો એના વિવિધ પાસાઓ જોઈએ તો આપણે આગળ ભાગીદાર તો ભાગીદારોમાં જોઈએ તો એ રેસમાં અનેક ખેલાડીઓ ભાગ લેતા હોય છે પછી ગતિ ખેલાડીઓ જાગૃત રીતે રેસના આક્રમણ સમયે આગળ વધે છે ને નિયમ દરેક રેસમાં સ્પર્ધકોને પૂર્વ નિર્ધારિત અંતર પૂરું કરવાનું હોય છે પ્રકાશ પ્રકારમાં જોઈએ તો આપણે ટ્રેક રેસ હોય છે હિલ રેસ હોય છે ટીમ રેસ હોય છે સ્ટ્રેટ રેસમાં સીધી લાઈનમાં સ્પર્ધા કરવાનું હોય છે હિલ રેસમાં આપણે ઊંચાઈમાં ચડવાનું હોય છે જેમકે પર્વત હોય પહાડ હોય છે ટીમ રેસ જોઈએ તો આપણે ટીમમાં ભાગીદારો હોય છે સ્પર્ધા કરવાની હોય છે ટ્રેનિંગ ટ્રેનિંગમાં જોઈએ તો ખેલાડીઓને નિયમિત રીતે દોડવું પડતું હોય છે શક્તિશાળી વ્યાયામ કરવાના હોય છે ટેકનિકલ ટ્રાયલ ટીમની પણ જરૂર પડતી હોય છે જેમકે એ જે કોચ દ્વારા અને અનુભવી શિક્ષકો દ્વારા દેવામાં આવે છે પછી એની પ્રતિષ્ઠા રેસમાં જીતવા પર ખેલાડીઓને મેડલ ટ્રોફી આપવામાં આવે છે આયોજનો હોય છે અનેક કક્ષાઓમાં રિલે રેસ યોજવામાં આવે છે જેમાં શાળાઓ કોલેજ અને નેશનલ લેવલમાં ઘણાંય એવા સામેલ થાય છે યુનિવર્સિટીઓ રિલ રેસની રમત કુશળતા તેમજ સ્પર્ધાતક ભાવનાથી માટે જાણીતી પણ છે અને પ્રતિષ્ઠાવાન જોઈએ તો આપણે એને બીજાં કેટલાંક પ્રકારો એને પ્રકાર તરીકે વાત કરીએ તો સો મીટરની રેસ હોય છે એમાં બસો મીટરની એ હોય છે ચારસો મીટરની હોય છે ઝડપીની અને મોડલની મેડલના સ્ફૂર્તિનો સમય હોય છે પછી બસો અને ચારસો મીટર રેસમાં સગવડ અને હેડી એડરયન્સ પરનું પરીક્ષણ હોય છે

રેગ્યુલર મેરેથોનમાં લાંબા અંતરના દોડને ઓળખે છે પછી પ્રશિક્ષણ રેસ માટે સારી રીતે તૈયાર થવું જોઈએ એ જરૂરી જેમાં નિયમિત દોડ શક્તિમાન વ્યાયામ અને યોગ્ય ડાયટનો સમાવેશ થાય છે પછી એમાં સ્પર્ધકો રેસમાં અલગ અલગ ઉંમરના અને સ્પર્ધકો ભાગ લઈ શકે છે જેમાં ભૂતકાળમાં વ્યવસાયિક એમટી ટયૂર ખેલાડીઓ પણ બંને સામેલ થઈ શકે છે પછી એમાં જોઈએ તો આ રેસનું આયોજન મેદાન ટ્રેક અથવા ઔદ્યોગિક સ્થળે થઈ શકે છે જ્યાં પ્રતિસ્પર્ધાનો ઉત્સાહને જાળવવામાં આવે છે રેસના પરિણામના સમયની મર્યાદાના આધારે નક્કી થાય છે જેમાં ઝડપી સ્પર્ધકોને જીતનારા તરીકે માનવામાં આવે છે એમાં આગળ વાત કરીએ તો આ માહિતીથી ઘણો અભ્યાસ જોવા મળે છે આપને